મને સંગીત સંભાળવામાં તો બહુ જ રૂચિ છે મને ઊર્મિ ગીતો પછી લેખકોએ લખેલી કવિતાઓ ભક્તિ ગીતો તે બધું સાંભળવું બહુ ગમે છે હું મુસ્લિમ છું તો અમારામાં કવ્વાલી હોય છે નાત શરીફ હોય છે તે મને બહુ ગમે છે ભર દો ઝોલી મેરી કરીને એક કવ્વાલી છે તે મને સાંભળવી બહુ ગમે છે મને ગીત એટલાં ગમે છે કે હું મારાં રોજિંદા જીવનમાં કામ કરતાં કરતાં પણ ગીત સાંભળું છું અને સંગીતનું જ્ઞાન લઉં છું હું યુટુબ પરથી ખાસ કરીને ગીત સાંભળું છું અને મને હિન્દી ગીતોમાં મહમ્મદ રફી અને કિશોર કુમારનાં ગીતો સાંભળવા બહુ ગમે છે તે મેરા તે મન મારા મનપસંદ સંગીતકારો છે એમનાં ગીતો મને આનંદ આપે છે કવ્વાલી સાંભળીને બી મને એક મનમાં શાંતિ થાય છે મને સુકુન મળે છે અને હું ભક્તિ ભાવમાં તલ્લીન થઈ જાઉં છું એટલે તે મને સાંભળવા ગમે છે હું નવાં નવાં ગુજરાતી પિક્ચરોનાં ગીત સાંભળવા બી બહુ જ પસંદ કરું છું જેમકે ગોરી તમે મનડા લીધા મોહી રાજ એવાં બધાં ગીતો બહુ સાંભળું છું